અમારી સંસ્કૃતિમાં મહિલાઓ માસિક સ્ત્રાવ સમયે ખૂબ જ સચેતતા રાખવી પડે છે તેમજ ડિસ્ટન્સ મેન્ટેન કરીને પુરુષો અથવા અન્ય કોઈપણ વ્યક્તિ સા આ સાથે ડિસ્ટસન્સ મેન્ટેન કરીને રાખવું પડે છે જેમકે તેમાં ખૂબ બે ત્રણ નિયમો પણ આપેલા છે જેમકે ચાર દિવસ સુધી સ્ત્રી કોઈને અડે નહીં અને તેનું સ્નાન અને ક્રિયા પણ અલગ હોઈ શકે તેમજ ભગવાનની પૂજા પણ ન થાય તેમજ જાતે ખાવાનું ન બનાવે એવી રીતે અલગ અલગ ખૂબ જ નિયમો ચાર દિવસ સુધી તેઓને પાડવા પડે છે માસિક સ્ત્રાવ સમયે ને તેઓ ખૂબ જાગૃત રહે છે તે સમયે અને કોઈને સ્પર્શ પણ ન કરવો એ પણ નિયમ છે તેમાં અને તેઓ એ પ્રત્યે અને પોતાની શરીર પ્રત્યે ખૂબ જ સ્વચ્છ રાખે છે અને અલગ રીતના પોતાને રાખે છે ચાર દિવસ માટે